હા મારા વિસ્તારમાં ઘણા બધા પશુ ચિકિત્સક છે પ્રાઇવેટ ડોક્ટર તો છે જ ખાનગી પશુનાં સારવાર માટે તો હોય જ છે અને તંદુરસ્ત રાખવા માટે પણ અમારા વિસ્તારમાં જે સરકારીએ પણ ઘણો બધો એવું સેવાઓ આપેલી છે

તો એના માટે પણ અહીંયા અમારા સરકારે એવું બધું કરેલું છે ઘણી બધી સેવાઓ છે એનિમલ હેલ્પલાઇન છે કરુણા ફાઉન્ડેશન છે અને બીજી મોદી સરકારની પણ ઘણી બધી એવી સેવાઓ છે કે જે પશુઓ માટે મદદમાં આવે છે અને મારી ખુદની વાત કરું તો મારી પાસે કોઈ એવું સ્પેસ્યલ પશુ નથી પણ હું પોતે જ પશુ પ્રેમી છું એટલે મારી આસપાસ ઘણાં બધા કુતરાઓ બિલાડાઓ ભેંસ ગાય કે કોઈપણ રખડતા પશુઓ હોય છે એ બધાનું હું ધ્યાન રાખું છું અને ખાલી લોકો એવું નથી કે રખડતા પશુઓ હોય એને જરૂર ના પડે સારવારની એ લોકોને ખાસી જરૂર પડતી હોય છે કારણ કે એ લોકોને તો જોવાવાળું કોઈ જ નથી હોતું તો એ જે પશુઓ છે મારી પાસે અત્યારે જે તેર બિલાડીઓ છે એ લોકોને પણ હું રેગ્યુલર રીતે એનિમલ હેલ્પલાઇન કે જે સરકારી સેવાઓ આપે છે જે પશુઓને ચકાસણી કરવા માટે આવે છે એ લોકોને બોલાવું છું અને એ જે રખડતા પશુઓ છે એની પણ હું ચકાસણી કરાવું છું કારણ કે એ બહુ જરૂરી છે અને જે રખડતા પશુ હોય એને તો જોવાવાળું કોઈ જ નથી અને એ લોકોને પૂરો ક્યારેક ખોરાક પણ નથી મળતો તો એ લોકોને તો વધારે બીમારીઓ હોય છે જેમ કે પશુઓને જરૂરી હોય છે ડીવોર્મની ટેબલેટ આપી એ લોકોને છ મહિને કે એક વર્ષે તમારે એનું ડીવોર્મ કરવું પડે તો એના માટે પણ જે એને ચિકિત્સક છે એનું અમે લોકો એને મળીએ છીએ મળીને એ લોકો માટે દવાઓ લઈએ છીએ અને આપીએ છીએ ક્યારેક અત્યારે પશુ ચિકિત્સક છે એ લોકો સૂચન ઘણી બાબતોનું સૂચન કરે છે અને લોકો સમજતાં નથી તો અત્યારે એ સારું છે કે જે લોકો સૂચન કરે છે એનાથી લોકોમાં ઘણી બધી જાણકારી આવી છે જેમકે લોકોને પશુ ગમતાં હોય છે અને ઘણાં લોકો પશુ પ્રેમી હોય છે તો બહાર જઈને કુતરાઓને બિસ્કીટ નાખે છે કે ઓહો આપણે પુણ્યનું કામ કર્યું ન સારી વાત છે એ લોકોનાં મને તો ચલો ભૂખ્યાં કૂતરાઓ છે તો એને આપીએ પણ ઘણા લોકોને નથી ખબર કે જે બિસ્કીટો નાખે છે પાર્લેનાં કે કોઈ ગોલ્ડ કે જે બધાં બિસ્કીટ હોય છે એમાં મેંદો હોય છે અને એના લીધે જે કૂતરાઓ છે એને પેટની ઘણી બધી તકલીફ શરૂ થાય છે અને એ લોકો પછી જે સાચો ખોરાક છે ખાઈ નથી શકતા અને એનાથી એ લોકોને એનું શરીર સડી જાય છે અને ઘણી બધી બીજી બીમારીઓ એનામાં આવે છે તો આ જે પશુ ચિકિત્સક છે એ અવારનવાર એવાં સૂચન કરે છે કે તમે એ બધા કૂતરાઓને બિસ્કીટ નહીં નાખો તમને એટલો બધો પ્રેમ હોય તો ત્રણ રોટલી ઘરે વધારે બનાવો અને રોટલી નાખો તો આ રીતે જે સૂચનો કરવામાં આવે છે એ જો લોકો બરાબર સાંભળે અને એની કેર કરે એની સંભાળ રાખે તો બહુ સારી વાત કહેવાય બીજું કે જે અત્યારે કહેવાય છે કે કોઈ પણ આપણા એ ચાહે રખડતાં પશુઓ હોય કે તમારા ઘરે કોઈ પાળેલાં પશુઓ હોય કોઈ બ્રીડ લીધેલી હોય તો એ લોકોને ડોક્ટર જે ચિકિત્સક છે ચોખ્ખું કહે છે કે દૂધ આપવું નહીં કારણ કે એ લોકો માટે દૂધ હાનિકારક છે તો તમે તમારા પશુને જો આપવું હોય તો દહીં કે છાશ આપી શકો છો એમાં રોટલી નાખીને પેડિગ્રી જે આવે છે એ બરાબર છે પણ જે આમ પારલેનાં કે બીજા જે ગોળ બિસ્કીટ જે મેંદાવાળા કોઈ પણ બિસ્કીટ જે પશુઓને ખવડાવવામાં આવે છે તેના માટે તબીબી પરીક્ષણ એ લોકો જ્યારે કરે છે ત્યારે એ લોકો ચોખ્ખા શબ્દોમાં ના પાડે છે કે તમારે નથી આપવાનો તો એ ન આપવું જોઈએ અને ખાસ કરીને આપણે બધા ગાયને માતા કહીએ છીએ ગાયને ભગવાન સમજીએ છીએ પણ લોકો સમજતા નથી પ્લાસ્ટિકમાં પોતાનો જે ગંદો કચરો હોય છે ગંદો કચરો નાખીને ફેંકી દે છે અને ગાયને તો ખાવાનું ન મળતું હોવાથી એ ગાય એ પ્લાસ્ટિક ખાય છે હું તો ઘણીવાર જે પશુ ચિકિત્સકની હોસ્પિટલ હોય છે ત્યાં હું મુલાકાત લઉં છું ત્યાં જઈને અને મેં જોયું છે કે એ લોકો જ્યારે ઓપરેસન કરે છે અને ગાયનાં પેટમાંથી ઢગલો પ્લાસ્ટિક નીકળે છે મેં મારી નજરે આ બધું જોયેલું છે અને એ માટે હું લોકોને કહું છું કે તમે લોકો તમે સેવા ના કરો તો કંઈ નહીં પણ તમે આ રીતે જે ગલત કરો છે તમે નહીં કરો અને મેં મારા મમ્મીનાં ઘરે જોયું મમ્મીએ મને કહ્યું કે એક વસ્તુ બહુ સારી હોય તમે એક પ્લાસ્ટિકની બોટલ લો અને તમારો જે કંઈ પ્લાસ્ટિકનો કચરો તે પ્લાસ્ટિક બંધ કરવા માટે તો સરકાર માથા પછાડીને મરી ગઈ છે પણ થવાનું જ નથી કે ઇલીગલી કે ચોરી છૂપેથી પ્લાસ્ટિક લોકો બેગ આપે જ છે બંધ ક્યારેય થશે કે નહીં એ તો હવે ભગવાન જાણે કે શું થવાનું છે પણ ઠીક છે ચાલો હવે બીજું આપણે હવે રસ્તો શું નીકળે કે પ્લાસ્ટિક બેગ તો આપણે બંધ કરાવવા જઈ શકવાના નથી પણ ઠીક છે તમે લાવો પ્લાસ્ટિક બેગ ઘરે પણ ઉપયોગ કર્યાં પછી એ બોટલમાં બધી પ્લાસ્ટિક બેગ એક બોટલમાં લગભગ બસોથી ત્રણસો પ્લાસ્ટિક બેગ સમાઈ શકે છે એમાં તમે પ્લાસ્ટિકમાં ભરો એ બધી બેગ ભરો અને એ ઘણી એવી સંસ્થાઓ છે કે તમે એને બોટલ આપી શકો છો અથવા એનો નિકાલ કરી શકો છો પણ પણ મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિક નહીં ફેંકો એમાં કચરો ભરીને નહીં ફેંકો પશુ ચિકિત્સક છે એ લોકો પણ એમ જ કહે છે કે આ જે બધા અત્યારના જે રખડતા પશુઓ છે કે બધી બ્રીડ છે એવું નથી કે માણસમાં જ મગજની પ્રોબ્લેમ થાય છે અત્યારના જે બધા કૂતરાઓ વગર કારણે બધાને બટકું ભરવા દોડે છે કે બીજું બધું કરવા દોડે છે એ બધું આ બધું કારણ આ બધું છે કારણ કે એને બરાબર ખોરાક અસર કરે છે બીજું કે લોકો એને પગ ઘસડીને હેરાન કરતા હોય કે એની છેડતી કરતા હોય કે કોઈ પણ લાઈક જ્યારે પ્રસંગ હોય છે ત્યારે પશુઓને હેરાન કરતા હોય છે તો આ બધા કારણોસર જ તે પશુ લોકો છે એ બધા મગજથી એ લોકો ઝઘડાલું કે બટકા ભરવા દોડે છે કે બધું થઈ જાય છે તો આ જે પશુ ચિકિત્સક છે એ લોકોને ઘણાં બધા સૂચન તો કરે જ છે પણ સૂચન હવે કેટલાં લેવાં એ તો લોકોના હાથમાં છે તો મારી બધાને એવી રિક્વેસ્ટ છે હું બધાને એવી પ્રાર્થના કરું છું કે જે પશુ ચિકિત્સક તમને સૂચન કરે છે આજકાલ તો યૂટ્યૂબમાં બધું મળે છે તમે તમે સાંભળો એકવાર અને એવું હોય તો તમે વિડીયો જુઓ તમને જોવાથી ખબર પડશે કે જે રખડતા પશુઓ છે કે આપણી આસપાસ જે જાનવર છે એ લોકો આપણાં એક નાનકડી ભૂલથી કેટલું બધું એ લોકોને ભોગવવું પડે છે